ગુજરાતી ભાષા એ દુનિયાની દુર્લભમાં દુર્લભ ભાષાઓમાંની એક ભાષા છે એની જાળવણી કરવા માટે આપણે વ્યાકરણ શબ્દો અલંકાર રુઢિપ્રયોગો વિરુદ્ધાર્થી શબ્દો વિરામ ચિહ્નો વગેરેનો યોગ્ય ઉપયોગ કરતા લોકો થાય એના માટે પ્રયત્નો આપણે કરવા જોઈએ એની જાળવણી માટે સાહિત્ય એકાદમીઓ ગુજરાત સાહિત્ય અકાદમી છે એને લગતાં જે જે સેવાકીયો સંગઠનો છે એનાં દ્વારા એના પરિસંવાદો યોજીને એની જાળવણી કરી શકાય અને એના માટે આપણે લોકોને જોડવા માટે પણ લોકોનામાં પણ અવેરનેસ આવે કે આપણી માતૃભાષા છે આપણાં માટે ગૌરવ હોવું જોઈએ માતૃભાષાનું ગૌરવ દરેક ગુજરાતીને હોવું જોઈએ અને એના દ્વારા આપણે એની જાળવણી કરી શકીએ લોકોને જોડી શકીએ અને આપણે ગુજરાતી ભાષામાં જયારે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ હાથીની અંબાડી ઉપર મૂકીને પાટણમાં એને ફેરવવામાં આવ્યો તો તો એ વખતે પણ આપણો ગુજરાતી જે ભાષાનો જે વારસો હતો એ ખૂબ સમૃદ્ધ હતો અને ગુજરાતી જનતા એના પર ગર્વ કરવા જેવું છે અને આવી રીતે આપણે એની જાળવણી પણ કરી શકીએ અને લોકોને જોડી અને ગુજરાતી ભાષાનો વૈભવ આપણે વધારી શકીએ